ગુડ એવનિંગ સર હાં સર હું કવાયત વિરાન સ્ટુડન્ટ વાત કરું છું સર મારે એક કવેશયન હતો સર મારે ટ્રાન્સફર લેવાનું છે તો તેના બાદ હાં સર સર મારા પાછળની કોવિષ્ણળ તરીકે એરાબદ માં પોસ્ટ તરીકે સિલેકટ થયા છે તો તેનું ટ્રાન્સફર હૈદરાબાદમાં છે તો સર અમે હૈદરાબાદમાં ટ્રાન્સફર લેવાનું થશે મારે હાં તો ટ્રાન્સફર લેવાનું છે કેમકે ત્યાંથી ટ્રાવેલિંગ તો પોસાય નઇ અ બીજું બી કે અહિયાં કઈ એવું રહેવા માટે કઈ છે નઇ કોલેજની હોસ્ટેલ સારી કે એવું કઈ છે નઇ એટલે જમવાનું બી પ્રોબ્લેમ છે તો મારે ટ્રાન્સફર લેવું પડે મારે ટ્રાન્સફર આઈ થિંક એક મંથની અંદર લેવાનું થશે હાં સર આ પછી સેકેન્ડ ડેટના અમારે ટ્રાન્સફર જોઈએ પપ્પા ને ત્યાં પોસ્ટિંગ કરવાનું છે તો વીસ તેત્રીસ તારીખે તો અમારે નીકળી જ જવું પડશે તેમાં તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે કે છે ઓકે સર ઓકે સર તો હું કાલ સ્ટાફ રૂમ જઈને વાત કરી લઉં કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને પ્લસ કે ફાધરને લઈને ક્યારે મળવાનું ફોર વેટ કોઈ ટાઈમ સવારે દસ વાગ્યે ઓકે અને સર મને ટ્રાન્સફર સર્ટિફિકેટ અહિયાથી કોલેજથી કેટલા ટાઈમમાં મળશે તરંફર માટેનું સર્ટિફિકેટ મને કેટલા ટાઈમમાં મળશે મારે ત્યાં ઓર્ડર જમા કરાવવાનું પડસે ને પી એચ ડી કોલેજમાં ઓકે સર થેન્ક યુ સારું સારું હું કાલે આવી જઈશ